હેલો હા દ્વારકાધીશ મંદિરમાંથી બોલું છું જય દ્વારકાધીશ હહં ઓહહ ઓહો હો તમે દ્વારકા આવ્યા છો ને દ્વારકાધીશ મંદિરમાં તમે પધારવાનું વિચારી રહ્યા છો તો હું તમને બહુ સરસ વાત કહીશ કે દ્વારકાધીશ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ તો સૌથી પહેલા કૃષ્ણ જન્મ તમને ખબર જ મથુરા ગયા હતા મથુરા એમણે કંસનો વધ કર્યો તો હવે મથુરાથી એ દ્વારકા શું કામ આવ્યા એમને દ્વારકા શાના માટે આવવું પડ્યું તો કદાચ તમને ખબર હશે કે કંસના સસરા એટલે કે જરાસંઘ જ્યારે કૃષ્ણનો વધ કર્યો કંસનો ત્યારે એમના સસરા કંસના સસરા એટલે કે જરાસંઘ ગુસ્સે થયા કે તે મારા જમાઈનો વધ કેવી રીતે કર્યો એટલે જરાસંઘ એ નક્કી કર્યું કે હવે હું મથુરા ઉપર ચડાઈ કરીશ હું ત્યાંનાં બધા આખું મથુરા ખેદાન મેદાન કરી નાખીશ અને કૃષ્ણ કે જેણે કંસનો વધ કર્યો છે એને તો હું નહીં જ છોડું નહીં જ જવા દઉં હવે કૃષ્ણ એ વખતે આખે આખા મથુરામાં એટલા લોકો રહેતા હતા એ લોકોને લઈ અને પહેલાં સ્થળાંતર કરી શકે એમ હતા નહીં એટલે પહેલાં એમણે અને બલરામે એમ નક્કી કર્યું કે ખરેખર તો જરાસંઘ ને અમારો વધ કરવા માંગે છે અમારા પર જ ગુસ્સે થયો છે ને પહેલી વખત કૃષ્ણ અને બલરામ બે જણ ભાગી અને મથુરામાંથી નીકળી ગયા એટલા જ માટે તમે સાંભળ્યું હશે એમને રણછોડ કહેવામાં આવે છે રણ છોડીને ભાગ્યા હતા હા અને બીજી વખત એવું થયું કે જ્યારે પહેલી વખત જરાસંઘ એમને ન પકડી શક્યો એટલે એ બરાબર ગુસ્સે થઈ ગયો થોડા સમય પછી કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા મથુરા આ વખતે જરાસંઘ એ નક્કી કર્યું હું મથુરાના લોકોને પણ નહીં છોડું અને કૃષ્ણ અને બલરામને પણ નહીં છોડું જો હું મથુરા જઈશ અને ત્યાં કૃષ્ણ બલરામ નહીં હોય તો મથુરાના લોકોને પણ શાંતિથી નહીં રહેવા દઉં એમ નક્કી કરીને બીજી વખત જરાસંઘ એ એના પછી ચડાઈ કરવાનો વિચાર કર્યો એટલે આ વખતે કૃષ્ણને ખબર હતી કે આ વખતે લોકોને પાછળ મૂકીને નહીં જઈ શકું એટલે તાત્કાલિક એમણે નક્કી કર્યું કે આખું મથુરામાં જેટલા લોકો રહે છે એ લોકોને લઈને મેં સ્થળાંતરની તૈયારી કરી અને એક સારી નગરી શોધતા શોધતા શોધતા એ છેક આવ્યા ગુજરાતમાં ને એના છેડા ઉપર અને ત્યાં એમણે દ્વારકા નગરી વસાવી જય દ્વારકાધીશ